હા મેં યોગાના વર્ગો ભર્યા છે અને વર્ગમાં યોગા કરવાનો અનુભવ અને ઘરે યોગ કરવાનો અનુભવ જુદો તો પડે જ છે કેમકે વર્ગમાં જયારે આપણે યોગા કરવા જઇએ ત્યારે આપણે ત્યાં જવાની પ્રેરણા મળે અનુકૂળ વાતાવરણ પણ મળે અને ત્યાં દરરોજ યોગા થાય તો આપણે ત્યાં શિસ્ત રીતે એનું પાલન કરી શકીએ અને ઘરમાં આપણે એવું અનુકૂળ વાતાવરણ નહીં મળતું અને ઘરમાં બેસીએ તો આપણે આળસ થાય અને મિત્રવર્તુળ પણ ના મળે દરરોજ યોગા અનુભવ ના થાય એનાથી આપણે ફાયદાઓથી વંચિત રહી જઇએ છીએ તો જરૂરી છે આપણે વર્ગમાં યોગા કરીએ એ વધારે સારું